આમ તો ઑનલાઇન ફૂડ ઑર્ડર કરવાની મારી આદત તો નથી તેમ છતાં હું થોડું સમજાવું છું કે ઑનલાઇન પેમૅન્ટ કરવાની જે પણ વેબસાઈટ છે જે પણ આપણે સ્વીગી કે પીઝાની કે પછી કોઈ હોટૅલની ઑનલાઇન વેબસાઈટ ઉપર જઈ આપણે ઑર્ડર કરતા હોઈએ છીએ જેમાં ઑટો પેમૅન્ટનું એક બટન હોય એક ઑપ્શન હોય છે જેમાં તમે યસ આપો છો તો તમારું અ રૅગ્યુલર પેમૅન્ટ એનાં થ્રુ થતું હોય છે બિલ ચૂકવણી જેમ કે લાઈટ બિલ છે મોબાઈલ રીચાર્જ છે એ તમે જે પ્રમાણે કરતા હોવ છો ડ્યુ ડેટ એ એની એ ઍપ્લિકેશન અ સાચવતી હોય છે અને ડયુ ડેટ ઉપર ઑટોમેટિક તમારું પેમૅન્ટ કપાય અને રીચાર્જ અથવા તો બિલની ચૂકવણી થઇ જતી હોય છે તમે સૅટિંગ્સમાં જઈ અને ઑટો પે અ ઑપ્શનને સિલૅક્ટ કરો છો એમાં ઑટો પેમાં યસ અને નો હોય છે જેમાં તમે યસ કરો છો તો ઑટો પેમૅન્ટ કન્ટિન્યૂ ચાલું જ હોતું હોય છે અને નિર્ધારિત સમયે એ પેમૅન્ટ ઑટોમેટિક ડૅબિટ તમારા ઍકાઉન્ટમાંથી થઇ જતું હોય છે જેને ઑટો પે કહેવામાં આવે છે એ ઑટો પે તમે ઑફ રાખો છો અથવા તો એને ઑફ કરી દો છો તો નૅક્સ્ટ પેમૅન્ટ તમારું તમારી પરવાનગી અથવા તો તમારી સહમતી અથવા તો તમારા પાસવર્ડ વિના એ શક્ય નથી હોતું અને તે પેમૅન્ટ ઑટો ડૅબિટ નથી થતું પરંતુ તમને પૂછે છે કે એ તમને વારંવાર નોટિફિકેશન આપે છે કે તમારું પેમૅન્ટની ચુકવણીનો સમય થઇ ગયો છે જે તમે યસ આપો અથવા તો તમે એ વેબસાઈટ ઉપર જઈ અને ફરીથી ચુકવણું કરો ત્યારે જ ચુકવણું થતું હોય છે અને જો ઑટો પે ઑન રાખ્યું હોય છે તો એ તમને નોટિફિકેશન આપે છે અને ઑટો ડૅબિટ એ ચુકવણી થઇ જતી હોય છે સામાન્ય રીતે એને ઑફ કરવાથી ચુકવણી ઑટો ડૅબિટ થતી નથી અને એ તમારી પરમિશન માગે છે તમે એ પે કરો છો અને પાસવર્ડ આપો છો ત્યારે જ એ પે થાય છે એના સિવાય એ પે થઇ શકતું નથી આવી રીતે તમે એ ઑટો પેને ઓફ કરી તમારું ચુકવણી રોકી શકો છો અથવા તો એ વ્યવસ્થાને રદ કરી શકો છો